ગુજરાતનો મુખ્ય સરકારી માલકીના સાહસો પરિવહન ઊર્જા દૂરસંચાર જળ વિભાગ નિગમ વગેરે છે જે સામાન્ય જનતાને પોતાની રોજીંદી જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ બને છે માર્ગ અને પરિવહન દ્વારા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી તેમ જ ઓછા ખર્ચે પહોંચી શકે જેમાં હું ગુજરાતની બસ સેવા રેલવે રેલગાડી વિગેરે ઉપયોગ બની રહે છે ઉપયોગ બની રહે છે સરકાર દ્વારા અત્યારના સમયમાં સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ લગાવવા માટે સબસીડી પૂરી પાડવામાં આવે છે જેનાથી વીજળીના બિલનું લોકો રાહત મેળવી શકે દરેક પોતાના ઘર સુધી પાણી મળી રહે તે તેવા અનેક પ્રયત્નો કરે છે નલ સે જલ જલ સુધી પહેલાંના સમયમાં દૂરસંચારમાં માધ્યમો તરીકે લેન્ડ લાઈન ફોન વહેવાનું ઉપયોગ થતો હતો તે વધુ સમય લેતાં જ્યારે અત્યારે મોબાઈલ ફોન દુનિયાના કોઈપણ છેડે બેઠેલા વ્યક્તિની મિનિટોના સમયમાં આપણી સાથે જોડી આપે છે સ્પીડ પોસ્ટ કુરિયર જેવી ઝડપી સેવા પણ પૂરી પાડવામાં આવે છે